મારે મારો વ્યવસાય ચાલુ કરવો છે તપાસ કરતાં ખબર પડી તેના માટે પાન કાર્ડ હોવું જરૂરી છે મેં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પરથી પાન કાર્ડ વિશે માહિતી મેળવી તપાસ કરતાં ખબર પડી કે પાન કાર્ડ મેળવવા માટે રહેઠાણનો પુરાવો જન્મ તારીખનો દાખલો અને પાસપોર્ટ સાઈઝના ફોટોની જરૂર પડશે હું આ બધા દસ્તાવેજો લઈ ઓનલાઈન પાન કાર્ડ માટે અરજી કરીશ